ગુજરાતમાં જવા માટે પ્રવાસીઓ માટે ઘણી બધી વાહન વ્યવહારના વિકલ્પો ઉપલબ્ધ છે જેમકે બસ સુવિધા છે રેલ ગાડી સુવિધા છે પછી હવાઈ હવાઈ અડ્ડાઓ છે જેમકે એરપ્લેન સુવિધા બી ઉપલબ્ધ છે અલગ અલગ જગ્યાથી લોકોને આવા માટેની બધી વાહન વ્યવહારના વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરેલી છે અહીંયા જેમકે બસની વાત કરીએ તો બસ માટે ગુજરાત માટે જીએસઆરટીસી જે ગુજરાત ટ્રાન્સપોર્ટનું જે છે એ જીએસઆરટીસી બસો ચાલે છે અઈયાં જે ત્યાં ઓછા પૈસામાં ગુજરાતમાં દરેક જીલામાં તમને પહોંચાડી શકે છે એટલે જે બી પ્રવાસીઓ આવે છે એમના માટે એ બહુ જ સારો વિકલ્પ છે એની સાથે ટ્રેન સુવિધા બી ઉપલબ્ધ છે જે તમને ઓછામાં ઓછા પૈસામાં દરેક જીલ્લામાં પહોંચાડી શકે છે જે પ્રવાસીઓ માટે બહુ સારી વસ્તુ છે જે બી લોકો ફરવા માટે આવે છે જે પ્રવાસીઓ છે એ રેલગાડી કાં તો બસની સુવિધા લઈ શકે છે એની સાથે હવાઈ હવાઈ માર્ગનું બી સુવિધા આપેલું છે જે લોકો બસ કાંતો રેલગાડીમાં બેસવા નથી માંગતા તો એમની પાસે ટાઈમ નથી સમય નથી ઓછી છે તો એ લોકો હવાઈ માર્ગથી બી એરોપ્લેન થી બી એ લોકો યાત્રા કરી શકે છે એ માટે બી અલગ અલગ જીલ્લાઓમાં હવાઈ અડ્ડાઓનું હવાઈ અડ્ડાઓ બનાવામાં આવ્યું છે જેની સાથે એ લોકો એટલે ફરવું હોય આખા ગુજરાતમાં તો ફરી શકે છે